આરોગ્ય ક્ષેત્રે ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર થતા હોય છે પણ એનાથી એવું તો ના કહી શકાય કે બધા મતલબ બધા જે આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ છે એમનામાં ખોટ છે પણ હા ઘણી જગ્યાએ આરોગ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થતા હોય છે હું એનો ક્યારેય શિકાર તો નથી બન્યો પણ કેવા કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે એના વિશે મને થોડોક ખ્યાલ છે કારણ કે હું આરોગ્ય ક્ષેત્ર સાથે જ તે સંકળાયેલો છું તો એમાં ઘણી વખત એવું થતું હોય છે કે જે સરકારની યોજનાઓ છે આયુષ્માન ભારત મા કાર્ડ તો એ આવા બધા જે સરકારની સસ્તુ આરોગ્ય મળી રહે સસ્તુ અને સારું એ માટેને ગરીબ વ્યક્તિ માટે એમને યોજના મળી રહે જેમ કે આયુષ્માન કાર્ડ છે તો એમની અંદર પાંચ લાખની પાંચ લાખ રૂપિયાની સહાય એક વર્ષ માટે આખા ફેમિલી માટે જે એમના યોગ્ય જે પેલાની અંદર આવતા હોય તેમના ક્રાઇટેરિયાની અંદર એમને આપવામાં આવે છે તેમના અલગ અલગ બધા નિયમ હોય છે કે તે ઘરની આવક આનાથી ઓછી હોવી જોઈએ કે તે ઘરમાં અમુક આટલા સદસ્યો હોવા જોઈએ તે ઘર કેવું હોવું જોઈએ તો એ આવક એ જે ક્રાઇટેરિયા છે એના મુજબ તે લોકોને આયુષ્માન કાર્ડ મળતું હોય છે પણ ઘણી ઘણી વખત એવું થતું હોય છે કે જે અમીર લોકો છે જેમની પાસે પૂરતી સગવડ છે એ લોકો પણ ગમે તે રીતે કરીને કોઈક કાળું ધોળું કરીન તે લોકો પણ નકલી કાર્ડ કે એવું કઢાવી લેતા હોય છે નકલી આયુષ્માન કાર્ડ કઢાવી લે છે આવકનો દાખલો નકલી કઢાવી લે છે તો એમની આવક જે સરકારની નોંધણી છે એની અંદર ઓછી હોય છે પણ ખરેખર એમની આવક વધુ હોય છે તે લોકો નકલી મતલબ નકલી તો નહીં પણ એવી કંઈક ભ્રષ્ટાચાર કે છેડખાની કરીને તે લોકો પોતાનો આવકનો દાખલો ઓછી રકમનો બનાવે છે તો તેમના લીધે એ લોકોને આયુષ્માન કાર્ડ અને મા કાર્ડ એવા કાર્ડ મળી જાય છે તો આ કાર્ડની એમની પાસે સગવડતા હોવા છતાં પણ તે લોકો અલગ અલગ પ્રકારના જે ઓપેરશનને એ બધું છે ફ્રીમાં કરવી લે છે તેમને ફ્રીમાં કરાવાની જરૂર નથી એમની પાસે સગવડ છે પણ આવી રીતના અંતે તો આરોગ્ય ક્ષેત્રે દેશને જ તે નુકસાન થાય છે જે લોકો ગરીબ છે જેને મળવું જોઈએ એમને ઓછું મળે છે ને જે લોકોને જરૂર નથી એ લોકો પણ આવી રીતના કાળા ધોળા કામ કરીને લઈ લે છે